હું આણંદથી દક્ષાબહેન વાત કરી રહી છું મેં તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પાક વીમાના દાવા માટે અરજી કરેલી હતી તે બાબતે મને આપના પ્રતિનિધિ સાથે વાત કરાવવા વિનંતી મારી પાક વીમા પોલિસી નંબર ચોવીસ છસો બાર છે આપને વિનંતી છે કે મને મારા પાક વીમાના દાવાની સ્થિતિ વિષે જાણકારી આપશો તથા મારો પાક વીમાનો દાવો શક્ય તેટલો ઝડપથી મંજૂર થાય તેવા પ્રયત્નો કરી મને જાણ કરશો